હા રામીબેન હા મને છે ને તમારો પેલા ભાઈએ નંબર આપેલો મારે કેરી જોઈએ છે વીસ મણ જોઈએ છે પણ મારે અલગ અલગ જોઈએ છે એક તો તોતા જોઇએ છે રાજાપુરી જોઈએ છે કેસર જોઈએ છે અને બીજી હાફૂસ જોઈએ છે તો તમારે શું ભાવ છે

હાફૂસ ઓકે બસ્સો રૂપિયા કે બે હજાર રૂપિયા મણ બેન હં હં તમે મને લાગે છે ભૂલ કરી કંઈ વાંધો નહીં પણ હવે મને આ બધી કેરી તમે મને ક્યાં સુધીમાં પહોંચતી કરશો ને થોડો સરખો ભાવ કરોને તમે બહુ ભાવ કર્યા છે આટલી બધી લઉં છું તો થોડુંક સરખો તો ભાવ કરી આપો તો મને હાફૂસ કેટલામાં પડશે છેલ્લે હા એટલે અઢારસો અઢારસો અને તમે મને હું સુરતમાં રહું છું તો તમે ક્યારે પહોંચતી કરશો હા ક્યારે પહોંચતી કરશો સુરતમાં રહું છું તો હા એટલે પણ બધો માલ ફ્રેશ આવશે ને કોઈ ડાઘીવાળો કે ખરાબ હા

હા હા તો સરખો ભાવ મને છેલ્લે કરી આપજો તો કોઈ બીજાને પણ લેવી હોય તો હું કહી શકું બરાબર ઓકે